ટેકનોલોજી એના માધ્યમથી આ દેશમાં ઘણું બધું સરળતા પૂર્વક થયું છે પહેલા તો હું બતાવીશ કે ઓગણીસોને સુડતાલીમાં આપણો દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે છાપામાં સમાચાર આવતા તા તેમાં લોકો વાંચીને પછી ખબર પડતી હતી કે આ જગ્યા પર આવું બધુ થયું છે પણ હવે ધીરે ધીરે વર્ષો વિતતા ગયા તેમ તેમ ટેકનોલોજી આવી ટેકનોલોજીના માધ્યમથી દૂરદર્શન ચેનલ ખોલવામાં આવી ત્યારે તેમાં લોકો ટીવી જોઈને બેસીને સમાચાર જોઈ શકે છે કયા દેશમાં સું થયું છે કયા રાજ્યમાં શું થયું છે તે એ લોકોને બધી સમજ પડવા લાગી પછી ધીરે ધીરે ચેનલો વધારે થવા લાગી એટલે આંતરરાષ્ટ્રીય સમાચાર હોય કે પછી રાજ્યના હોય સમાચાર કે પોતાના ગામના હોય કોઈપણ સમાચાર હોય તો આપણે લાઈવ પ્રસારણ જોઈ શકીએ પછી એમાં જોઈએ તો ટેકનોલોજીના માધ્યમથી પછી મોબાઈલ ફોન કાઢવામાં આવા તો મોબાઈલ ફોનના માધ્યમથી આપણે ફેસબુક છે વોટ્સઅપ છે ઈન્સ્ટાગ્રામ છે એના માધ્યમથી પણ આપણે સમાચાર મેળવી શક્યા અને કોઈ સમાચાર ટીવી પર બાકી રહી જતાં હોય તો આપણે મોબાઈલ પરથી સો ટકા સમાચાર જાણવા મળે છે અને ગુજરાત સ્ટેજમાં જ મોરબી જીલ્લો હતો ત્યાં એક એવી ઘટના ઘટી હતી એ તેઓએ પૂરતા સમાચાર ના મળ્યા તો મોબાઈલના માધ્યમથી પણ પૂરતા સમાચાર મળી શકે તે મોરબીનો જ મોરબીનો ઝુલતો પુલ હતો દુર્ઘટના થઈ હતી ત્યાં તો એ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એકસો પંચોતેર સિત્તેર માણસોએ મૃત્યુ પામ્યા હતા બહુ જૂનો પુલ હોવાથી નહીં તો કોઈ કોઇની સાજિશ હોય કોઈ ટેરરિસ્ટની સાજિશ હોય એવી રીતે આ પુલને જાણી જોઈને કોઈ તોડવા માને બ્લાસ્ટ કરવા માટે આવ્યો તો મતલબ એ તોડવા માટે આવ્યો તો તેઓએ તોડી નાખ્યો પુલને પછી એમાં ઉપર જે જે પ્રવાસીઓ હતા ટુરિસ્ટ હતા એ ફરવા માટે આવ્યા હતા તો ફરવા માટે તે લોકોને ખબર ના હોય કે અહીંયા આવું થવાનું હશે તે લોકો તો ફરતા હતા અચાનક થોડુ પુલ વાઈબ્રેટર મારવા માંડ્યો અને તૂટી ગયો પછી તેઓ સીધો પુલ તૂટી ગ્યો એટલે માણસો બધા હતા એ નીચે પાણીમાં જઈને પડ્યા હવે ટુરિસ્ટમાં કેવું છે કે કોઈ ટુરિસ્ટને તરતા આવડે તો કોઈ ટુરિસ્ટને ના આવડે અને નીચે પાણી ઓછું હતું ને પથ્થર વધારે હતા તો કોઈ અમૂક જ વ્યક્તિ ઘાયલ મળ્યું હતું એન્ડીઆરએફની ટીમ આવી હતી એ બધા લોકો આવ્યા હતા જોયું તું એમાં અડધા મોત પામેલા હતા બીજા લોકો ઘાયલ હતા ત્યાર બાદ તેમને હોસ્પિટલ ખસેડવા માટે આવ્યા અને જે મુત્યુ પામેલા છે તે લોકોને એમના ઘરે પહોંચવા આ દુઃખદ ભર્યા સમાચાર ટીવીના માધ્યમથી પણ ના મળી શકે તો પછી મોબાઈલમાં યુટ્યુબ ચેનલ હોય સબ્સ્ક્રાઇબ કરીને આપણે સમાચાર જોઈ શકીએ છીએ એવું અમારા નર્મદા જી નર્મદા જીલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ એક વિશ્વમાં સરદાર વલભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર છસ્સો ફૂટ લાંબી એટલી પ્રતિમા મોદી સાહેબે બનાવી છે એમાં ગામ ગામથી ટુરિસ્ટ જોવા માટે આવે છે તેઓ સમાચાર અમને ટેકનોલોજીના માધ્યમથી જોવા મળે છે અત્યારે બીજા દેશમાં રુસ યુક્રેન વચ્ચે જે લડાઈ ચાલી રહી છે તે આપણા દેશમાં ના ખબર પડી શકે પણ ટેકનોલોજીના માધ્યમથી તેઓ લોકેશન ટ્રેક કરીને ત્યાંથી વિડીયો કૉંફરેન્સ કરીને સીધું આપણે લાઈવ પ્રસારણ જોઈ શકીએ છે એટલે ટેકનોલોજી તો એટલું વધી ગયું છે ને એટલું સારું પણ છે કે ટેકનોલોજીના માધ્યમથી આપરે ગમે ત્યાં જઈએ પહેલા તો કેવું હતું કે આપણે કેશ આપવી પડતી હતી હમણાં મોબાઇલમાં સિસ્ટમ એવી નાખી દીધી છે કે આપણે ગૂગલ પે હોય કે પછી ફોન પે હોય એના ઉપયોગથી તે પણ આપણે કોઈ વસ્તુ ખરીદી શકીએ અને સેટેલાઈટ દ્વારા આપણે કોઈપણ જગ્યાનો નક્શો જોઈ શકીએ એમાં અમેરિકા રુસ યુક્રેન મલેસિયા ચીન જાપાન ચાઈના એવા કોઈપણ દેશની દેશમાં શું થઈ રહ્યું છે તે આપણે ટેકનોલોજીના માધ્યમથી જાણી શકીએને ટેકનોલોજી તો બહુજ સારું છે અને સ્ટેચૂ ઓફ યુનિટીમાં અત્યારે કોઈપણ જાતનું રેલવે ટેસન નહોતું કે કંઈપણ નથી પણ અત્યારે મોદી સાહેબના કેવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા પછી બધું બહુ સારું છે અને ટેકનોલોજીના માધ્યમથી જ બધું જે સ્ટેચ્યૂ પર સરદાર વલભભાઈ પટેલને કેવા હતા કેવા નહોતા એ બધુંય એમના નામ પર એક ફિલ્મ બનાવી છે તેઓએ ટેકનોલોજીના માધ્યમથી લેઝર શો જેને કહેવા માટે આવે છે એ લાઈટથી દ્વારા પૂરી પિચર જોવા માટે આવે છે એટલે ટેકનોલોજી બહુ જ સારું છે અને હું જાણું છું ત્યાં સુધી ટેકનોલોજીનું ઉપયોગ બધા લોકો મતલબ એ નવ્વાણું ટકા લોકો તો બધા યુસ કરે છે તો બહુ સારું કહેવાય અને આપણે ગમે ત્યાં જ્યાં હોઈએ આપણે ખરીદી કરવી હોય મોલ્સ મોલ હોય કે તે એમેઝોન હોય ગમે તે આપણી ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ અને બધું રીતે ટેકનોલોજી સારું છે અને દૂરદર્શન એ ચેનલ ભારત દેશની પ્રથમ એવી ચેનલ છે કે પહેલા છાપામાં સમાચાર આવતા હતા પછી એના પછી આ પ્રસારણ એમાં જોવા મળે છે તેઓ ટેકનોલોજીના કારણથી જ ઉપરથી સેટેલાઈટ દ્વારા આપણે બધી ચેનલો જોવા મળે છે તો ટેકનોલોજીથી બહુ જ સારું છે મારે કહેવાનો મતલબ એટલો જ કે હજુ ટેકનોલોજી જેમ જેમ વધતી જશે તેમ તેમ સારું થાતું જશે તેમ આપણે ટેકનોલોજીના માધ્યમથી બધું કરી શકીશું અને મોરબીની વાત કરીએ તો મોરબી જીલામાં જે હાદસો થયો હતો એના માટે સરકાર બહુ પ્રયત્ન કરી રહી છે કે આ શું થયું છે એ પણ ટેકનોલોજીના માધ્યમથી ખબર પડી જશે હમણાં ટેકનોલોજીના માધ્યમથી કોઈપણ જગ્યા તમે જાઓ સીસીટીવી કેમેરા છે એવું બધું બધું બહુ જ સારું કરી નાખ્યું છે તો ટેકનોલોજી વિશે મેં એટલું કઈશ કે ટેકનોલોજી આવવાથી સમાચાર ઉદ્યોગ રસાયણ ગમે તે વસ્તુને સારું થયું છે ટેકનોલોજી બહુ સારી છે ટેકનોલોજી માટે મેં એટલું કહીશ બહુ સારી છે ટેકનોલોજી સમાચાર માટે